માનવીને પહેલાં શું તકલીફ થશે એ ખબર નથી પડતી કૂતરું માણસને કરડે ત્યારે કે એ અજાણ્યા જુએ માણસને ક્યાં કોઈ અજાણ્યું છે અથવા કોઈ કારણસર એને હડકવાનો રોગ લાગ્યો એટલે એ કરડે છે કૂતરું કરડયા પછી હોસ્પિટલની અંદર પહેલાં એ જોવામાં આવે કે ભાઈ તમને કૂતરું કરડ્યું એ હડકાયું હતું કે સામાન્ય હતું એ પ્રમાણે એનો ઈલાજ કરવામાં આવે છે મને યાદ છે ત્યાં સુધી મને એક જણનું ઘરનું જ કૂતરું કરડ્યું હતું બટકું ભરી લીધું હતું પણ તોય સાત ઇન્જેકશન મેં લીધાં હતાં અને કૂતરાના ઇન્જેકશન લેવાં એ સરળ વાત નથી ડુંટી આગળના ભાગે સાત ઈંજેક્શન લેવા પડે આવે છે અલબત ઘરનું કૂતરું હતું પણ એ સાવચેતી ખાતર મેં સાત ઇન્જેકશન લીધાં હતાં સામાન્ય રીતે જો હડકાયું કૂતરું હોય તો નગરપાલિકાને એને જાણ કરવામાં આવે છે અને તેને ન ગમે તો પણ એને પતાવી દેવામાં આવે છે કારણકે માનવીની માનવી જીવંત રહે માનવીને નુકશાન ન કરે એટલા માટે કહે બાકી કૂતરા જેવુ વફાદાર પ્રાણી કોઈ નથી પણ જેમ માણસને જુદા જુદા રોગ લાગુ પડે છે એમ કૂતરાને પણ રોગ લાગુ પડે છે આવી જ રીતે વાઈ એક એવો દરદ છે કે માણસને ગમે ત્યારે આવી જાય વાઈ એટલે મગજમાં ફરતું લોહી બંધ થઈ જાય માણસ અહીં ને અહીં પડી જાય જ્યાં હોય ત્યાં આનો ઉપાય શું ઓ મને યાદ છે અનુભવ છે કે એક વ્યક્તિને વાઈ આવીને પડી ગઈ રોડ ઉપર બધાં ભેગાં થઇ ગયાં મે આજુબાજુ જોયું તો કોઈ કરિયાણાની દુકાન કે કંઈ બજાર નહોતું એક રિક્ષાવાળા ભાઈને કીધું તમારું ચંપલ કાઢી ધ્યો મને કે તમારું ચંપલ ઝડપથી કાઢી દો ચંપલ ખેંચી લીધું ખંખેરીને એનું એ નાક એ આગળ ધરી દીધું શ્વાસો શ્વાસ શ્વાસો શ્વાસની સાથે ચંપલની ગરમી મગજમાં ગઈ નસ ખૂલી ગઈ બ્લડ ફરતું થઇ ગયું દસ એક મિનિટમાં એ ભાઈ ઊભા થઈ ગયા કુંતા મેં જણાવ્યું કે મને આનું આ જાણવા મળ્યું છે કે કોઈ ને વાય અથવા ચકરી એને કે છે એ આવીને પડી જાય તો એને ચામડાની કોઈપણ વસ્તુ બુટ ચંપલ કે સેન્ડલ એને સુંઘાડી દેવામાં આવે તો ચામડું ગરમ નસ ને ગરમી મળે તો નસ ફૂલી જાય ને લોહી ફરતું થઈ જાય આ સિવાય જો બજાર કે કરિયાણાની દુકાન હોય કે એનાથી ડુંગળી પણ ભાંગીને સુંઘાડી શકાય પણ એવો કોઈ વિસ્તાર હોય તો ચામડાની વસ્તુ એને જીવન એને તાત્કાલિક સાજા કરવામાં મદદરૂપ થાય